ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં જેમાં ચિત્રકળા શિલ્પકળા કાપડ માટીકામ જેવી વિવિધ કળાઓ હસ્તકળાઓ ખૂબ જ વિકસિત છે જેમાં હસ્તકળા માટીકામ તે નાના ધોરણેના એટલે કે સિનિયર કેજી ધોરણ એક ધોરણ બે જેવી વયનાં બાળકો જે